હા હું એવી વ્યક્તિને જાણું છું તે પોતાની રમતગમતમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે તે મારો એક મિત્ર છે તેનું નામ છે આદિત્ય ચિટીયાલ તેને ખૂબ જ રસ છે ચેસમાં અને ચેસ તે એક એવી રમત છે તેમાં પોતાની તાર્કિક બુદ્ધિ લગાવી અને પોતાનું જે મગજ હોય છે તે પૂરેપૂરું વાપરીને કેમનું આ સામેવાળા ખેલાડીને કેમનો હરાવવો તેની પૂરેપૂરી સ્ટ્રેટજી અને એ બધું ધ્યાનમાં લઈને આપણે જીતવાનું હોય છે અને તે ખૂબ જ તાર્કિક ક્ષમતાવાળી એક રમત છે જે દરેક જણને આવરી આવ આવડી શકે તેવું શક્ય પણ નથી